ગુજરાતી ભાષા સમજવી લખવી અને બોલવી સહેલી હોય છે કોઈ પણ વ્યક્તિ કે જે હિન્દી અથવા તો મરાઠી જાણે છે તે ગુજરાતીને સારી રીતે સમજી લખી અને વાંચી શકે છે